હવે આપણે ગુજરાતની વાત કરું તો આધુનિક મનોરંજનમાં જે છે તો આપણે સૌથી આગળ સુરત છે અમદાવાદ છે જ્યાં માણસો પાર્ટી કરે છે ડીજેમાં જાય છે અને બધી બધી રીતના ટૂંકા વસ્ત્રો પહેરે છે પણ અમુક જગ્યાઓ જે છે એવી જેમકે આપણે આવો તો સૌરાષ્ટ્રમાં આવો પછી કચ્છમાં છે સુરત છે ભાવનગર છે એ બાજુ આ બધી વસ્તુ ખૂબ જ ઓછી છે ને જે ત્યાં હજી માણસો એટલા બધા આધુનિક નથી ને કચ્છમાં તો સાવે નથી આધુનિક એટલે આપણે જોઈએ તો અહીંયા અહીંયા અહીંયા જે લોકો છે એ હજી હજી આપણી સંસ્કૃતિનો આદર એટલો જ કરે છે જેટલો પહેલાં કરતા હતા હજી અહીંયા ભરત ગૂંથણની પરંપરા છે હજી અહીંયા બધા કેડિયા પહેરે છે હજી બધા જ્યાં અહીં કોઈ ટૂંકા વસ્ત્રો નથી પહેરતા અને સ્ત્રીઓ તો અહીંયા ટૂંકા વસ્ત્રો પહેરતી પહેરતી જ નથી ને અને કચ્છમાં તો સાવ નહીં આ ટૂંકા વસ્ત્રો વસ્ત્રો વસ્ત્રો પહેરીને બહાર નીકળાય જ નહીં કચ્છમાં અને સૌરાષ્ટ્રની આપણે આપણે વાત કરો તો અત્યારે હજી આ થોડું ઝાઝું આધુનિક છે પણ એટલું બધુ નહીં એમ અહીંયાના અહીંના માણસો જે છે એની થોડીક માનસિકતા હજી થોડીક નેરો માઇન્ડ છે એટલા બધા બહુ હજી શું કહેવાય આ બોમ્બેની જેમ કે સુરતની જેમ એટલાં બધાં બહુ ફ્રી માઇન્ડ નથી આ લોકો સૌરાષ્ટ્ર કચ્છ છે ત્યાં બધે આવા બધા રાજકોટ છે રાજકોટમાં તો હજી થોડુંક છે તો હજી આ મોટો જિલ્લો છે તો અહીંયા અહીંયા તો ત્યાં આધુનિકતા છે પણ આપણે જાઓ તો મોરબી છે ભાવનગર છે ત્યાં તો ત્યાં તો સાવ છે જ નહીં આધુનિક નામે કાંઈ નથી ત્યાંનાં માણસો માણસો હજી પણ સંસ્કૃતિનું એટલું જ જતન કરે છે જેટલું પહેલાં કરતા તા અટલે અટલે જ અહીંયા સૌરાષ્ટ્ર પ્રદેશ છે કચ્છ પ્રદેશ છે ત્યાં એટલું એટલી બધી હજી આધુનિકતા નથી પોરબંદર છે ત્યાં હજી એટલી બધી આધુનિકતા છે જ નહીં હજી આ જેવી સુરતમાં છે કે અમદાવાદમાં છે ને એવી અહીંયાના હજી હજી અહીંના માણસો સંસ્કૃતિ સાથે એક એક રીતે આ પરસ્પર જોડાયેલા જ છે જેટલા પહેલાં હતા